અરે ભાઈ આ મારા પહોંચવાનાં સ્થળે એટલે કે સ્ટેશન પર જવું છે અને ત્યાંથી ટ્રેન પકડવી છે તો કેટલી વાર લાગશે કારણ કે આપણે તો હજુ ઘોડદોડ રોડ પરથી નીકળીએ છીએ અને ઘોડદોડ રોળ પર તો જુઓ કેટલો ટ્રાફિક છે અને સાથે પેલા જૈનોનો વરઘોડો ચાલે છે પેલાં લગ્નનો વરઘોડો છે તો કેટલો ટાઈમ લાગશે આ કંઈ અંદાજ આવે છે કે આગળ ટ્રાફિક છે કે નહીં ભાઈ જરાક તપાસ કરીને કહો ને કારણ કે મારે તો બહારગામ જવાનું છે અને ત્યાં મારે અર્જન્ટ જલ્દી પહોંચવાનું છે મારા રિલેટિવ મારા સગાવ્હાલા છે તે બહુ માંદા છે એટલે આ ટ્રેન ચૂકી નહીં જવાય એના માટે તમે મને કહો જરાક કે કેટલો ટાઈમ લાગે એવું છે આપણે વહેલાં તો નીકળી ગયા છીએ પણ આપણે પહોંચતા કેટલી વાર લાગશે કારણ કે પાછું રસ્તામાં ચાર આપણને સિગ્નલો નડશે ને એ સિગ્નલોમાં પણ આપણે કેટલી સેકન્ડો જશે મિનિટો જશે તો કેટલા સિગ્નલો પણ આવશે આપણને તે પણ જરાક મને કહો ને અચ્છા ઓકે ઓ હોહોહો તો આપણે એ તો એકદમ કટોકટ ટાઈમે પહોંચી રહીશું બને તો થોડુંક જરા અંદરના રસ્તેથી કંઈક લેવાતું હોય અને થોડોક ટાઈમ બચાવીને પણ આપણાથી પહોંચી જવાતું હોય તો તમે થોડુંક પ્રયત્ન કરો ને કારણ કે મારે કોઈપણ હિસાબે ટ્રેન પકડવું જરૂરી છે હા ટેક્સી મેં એટલા માટે જ પકડી કે ભાઈ ચાલો એકદમ સહેલાઈથી અને સારી રીતે આપણે ત્યાં પહોંચી શકીએ રસ્તામાં તો સ્કૂલો પણ એ પણ આવે છે ચાર રસ્તા આવે છે અરે બાપ રે હવે કેવી રીતે પહોંચીશું હા અઠવા ગેટથી અંદરના રસ્તેથી આપણે પાછળ સ્ટેશનથી નીકળી જઈએ હા એ એ રસ્તો બરાબર છે બને એટલું જલ્દી તમે પ્રયત્ન કરો તો મારો પણ ટાઈમ બચે અને હું ટ્રેન પણ નહીં ચૂકી જાઉં અને તમારો પણ સમયસર તમે મને પહોંચાડી શકો